નમસ્કાર ગુજરાત ઉદ્યોગ સાહસિકો રોકાણકારો અને વ્યવસાયિકોને એક સાથે લાવવા માટેની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણા ધ્યાનમાં એ આવે છે કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ છે જે દેશના તમામ દમ વિદેશના અને દેશથી તમામ ઉદ્યોગ અને સાહસિકો રોકાણકારો દરેકને એકત્ર લા એકત્ર કરવાનો આ મુખ્ય ઉદ્દેશ છે આ સમિટથી ગુજરાતમાં દેશમાં દેશથી વિદેશથી દરે દરેક બિઝનેસમેન અહીં આવે છે અને પોતાનો બિઝનેસ રજૂ કરે છે આમાં જો આ વાઈબ્રન્ટ ગુજરાતમાં જો વાત કરીએ તો આપણાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આવી અલગ અલગ રીતે દેશમાંથી બે અલગ અલગ દેશોમાંથી બિઝનેસમેનોને એકત્ર કરવા માટે આ ખૂબ ઉત્તમ ઉપાય છે ત્યારબાદ બીજી વાત કરીએ તો ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંસ્થા દ્વારા આયોજિત જેસ્યા આરટી એસોસીએસન ઇવેંટ આ આ ઇવેંટ આપણા આપણે આઈટી જેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે ઉપયોગી થાય છે ત્રીજી ઈવેન્ટની વાત કરું તો વાઈબ્રન્ટ કે અ કેરામિક્સ એક્સપો એન્ડ સમિટ ચોથી ઈવેન્ટની વાત કરું તો ગુજરાત એગ્રો ટેકનોલોજી ગ્લોબલ સમિટ આ આવી ચાર પ્રકારની જે જે ઇવેંટ થાય છે ગુજરાતની અંદર આ ચાર પ્રકારની સમિટ થાય છે એમાં અલગ અલગ દેશ અને વિદેશોમાંથી આપણે વ્યક્તિઓ આવતા જોવા મળે છે અલગ અલગ બિઝનેસમેન જોવા મળે છે